હા હલો કોણ બોલો

હા પ્લમ્બિંગનું કરું છું

હમ્મ હમ્મ

બરાબર તો મારે એ પૂછવું હતું કે હા ટાઈમ તો છે આપણે એ પૂછવું હતું કે તમારે જે પાઇપિંગનું જે તમે કહો છો એ તમારે ટાઇલ્સની નીચે ને એ બધું તોડીને કરવાનું છે કે ખાલી પ્લ શાવર હેડ ને આ બધું ખાલી ચેન્જ કરવું છે બરાબર બરાબર હા તો હું એક કામ કરું છું અડધી કલાકમાં તમારે ઘરે તમારું એડ્રેસ બતાવી દેજો તો હું આવી જઈશ અને જોઈ લઈશ તો આપણે જે પણ છે આપણે વાત કરી લઈએ રૂબરૂ મળીને હં તમે કહો એ એના પ્રમાણે ચાલું કરી દઈએ એ આપણે બે દિવસ પછી ચાલું કરીએ કારણ કે અત્યારે હું સાઈટ ઉપર છું તો એ પતી જાય કામ તો તમારું ચાલું કરી દઈએ આપણે બે દિવસ પછી

હા જોઈ લઉં તો આપણે જે પણ ચાર્જીસ છે એને આપણી એ છે અને શું શું થશે એ બધું કોટેશન હું તમને ઘરે આવીને કહી દઈશ બરાબર ને બરાબર હમ્મ હમ્મ

હમ્મ હમ્મ સામાન પણ મારો જ હા વાંધો હા મારો જ સામાન છે તો આપણે જોઈ લઈએ શું છે પર્સનલી રૂબરૂ મળીને તમને બતાવી દઉં શું કરવાનું છે અ અડધી કલાકમાં તમારે ઘરે આવું તમારે રહેવાનું ક્યાં હા વાંધો નહીં તો આવી જાઉં હું હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ હા સારું મળીએ હા ચોક્કસ